ભારતની ફેશન એ સમયની સાથે સાથે ઉદ્વિકાસ પામે છે અંગત રીતે અલગ અલગ દેશોમાંથી અલગ પ્રદેશોમાંથી જ્યારે સંસ્કૃતિની આપલે શરૂ થઈ ત્યારે ભારતની ફેશનની અંદર ઘણાં બધાં ફેરફારો આવ્યાં છે જ્યાં સુધી પશ્ચિમથી આવેલી અસરની જ વાત થઈ રહી છે તો પશ્ચિમમાંથી આવેલી અસરની અંદર તમે ભારત મુઘલ કાળથી લઈને અત્યાર સુધી અંગ્રેજોના વખતને ધ્યાનમાં રાખી તમે ફેશનમાં આવેલા ફેરબદલાવ જોઈ શકો છો ભારતની ફેશન બહુ પહેલા વૈદિક સમયમાં ઘણી જ અહીંની ભૌગોલિક પરિસ્થિતિ અહીંના હવામાનને અનુકૂળ હતી પરંતુ હવે સમય જતા ભારતની ફેશનની અંદર બદલાવ આવ્યાં છે આ બદલાવ તમે ઘણી બધી રીતે જોઈ શકો છો ઘણી બધી રીતે અવલોકી શકો છો જેમ કે પુરુષોમાં આવેલ ફેશનની અંદર બદલાવ માં મૂળભૂત રીતે જ્યારે જભ્ભો અને ધોતી એની પણ પહેલા જ્યારે ધોતી અને ઉપવસ્ત્રનું ચલણ હતું વૈદિક સમયની અંદર એની જગ્યાએ હવે ફારસી વસ્ત્ર ફારસી પારંપરિક વસ્ત્ર એટલે કે જભ્ભો એ ભારતની ફેશનનું મુખ્ય ચલણ બન્યું છે અને પારંપરિક રીતે સંસ્કૃતિમાં સ્થાન પણ પામ્યો છે જ્યારે બીજી જગ્યાએ ઘણાં ખરાં ક્ષેત્રોમાં ફોર્મલ પેન્ટ શર્ટ એ પણ ભારતના ફેશનની અંદર દાખલ થયા છે એ હજી પશ્ચિમની એક મૂળભૂત અસર તરીકે ગણી શકાય છે બીજી વસ્તુ એ કે તમને કેવાં પ્રકારનાં વસ્ત્રો પહેરવા ગમે છે તેમાં હું કહીશ કે કપડાની અંદર મુખ્યત્વે જે પણ કપડાં એ મારા શરીર સાથે અને મારી સાથે અનુકૂળ રહે મને મુક્ત રીતે મારા મનને મુક્ત રીતે રાખે અને જેની અંદર હું એકદમ બધી રીતે હલન ચલન કરવાથી માંડીને સુવા સુધીની દરેક ક્રિયાઓની અંદર અનુકૂળ રહું તે પ્રકારનાં કપડાં ગમે તે પ્રકારના પહેરવાં ગમે છે આ ઉપરાંત ભારત એ તહેવારો અને ઉત્સવોનો દેશ છે તો પછી અલગ અલગ મોકાઓ ઉપર અલગ અલગ પ્રકારના વસ્ત્રો પહેરવાં મને ગમે છે બીજું શું આવે છે કે તમે ક્યાંથી ખરીદો છો તો મુખ્યત્વે કપડાં ખરીદવા માટે સ્થાનિક બજારોનું તેમજ ક્યારેક ક્યારેક ઓનલાઇન વેબસાઇટનો ઉપયોગ કર્યો અને કપડાં ખરીદતી વખતે સૌથી પહેલી વાત એ ધ્યાનમાં રાખું છું કે કયા પ્રકારનાં છે કયા સમયે પહેરવાનાં છે વગેરે વગેરે

આ પ્રમાણે ભારતની અંદર ફેશન એ સમય સાથે બદલાવ કરવી અને દરેક લોકોના મનની અંદર એ બદલાવો આવ્યાં એક યા બીજા કારણોસર એ બદલાવો સ્થાયી થયાં